હા નંદની સાંભળને તે પાનકાર્ડ કઢાવ્યું ને તો મારેય કઢાવવું છે તો એના માટે શું પ્રોસેસ હોય પણ એનાથી થાય શું બરાબર એટલે લોન મળે બ્રેન્ક બેન્ક ક્રેડિટ વધે ઓકે ઓનલાઈન કઢાવવાનું કે ઓફલાઈન ઓનલાઈન ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ લાઇટબિલ આધારકાર્ડ પછી બેન્ક પાસબુક

પછી બીજું કઈ નથી માંગતાને ઓકે અને કેટલા દિવસમાં આવી જાય

એટલે બીજે ક્યાં ક્યાં કામ લાગે આ

એટલે આપણે એ આપી શકીએ ઓકે